ભારતની વાહન વ્યવસ્થા સારી છે જેમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એક ગામથી બીજે ગામ જવા માટે ટ્રેન કે બસનો ઉપયોગ કરીએ છે આપણે સીટીમાં રહેતા હોય તો આપણે સીટી બસ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે જેમ કે આપણે અડાજણ જવું હોય કે કોઈ બીજી જગ્યાએ મિન્સ કે યુનિવર્સિટી કનવેંશન હોલ જવા માટે પણ આપણા માટે એટલું સુવિધા છે કારણ કે ત્યાં જ સુધી બસ છે આપણે એક સ્ટોપથી બીજા સ્ટોપ પર આપણે ઊભી રહી શકીએ તેમાં આપણને વિવિધ પ્રકારને લાભ મળી શકે છે વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ છે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રિક્ષાનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે એક જગ્યાએ બીજી જગ્યા જવા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રિક્ષાનો ઉપયોગ કરી શકીએ છે વ્હિકલનો ઉપયોગ કરી શકીએ છે જેમકે ફોર વ્હિલરનો ઉપયોગ કરી શકીએ છે જેમાં આપણે એકજણ જવું હોય તો આપણે ખાલી બાઇક લઇને બી સએર કરીએ જ્યારે આપણે બે ત્રણ જણા ઘરના પરિવારને સાથે જવું હોય તો આપણે એક સાત આઠ જણા આપણે એક કારમાં પણ જઈ શકીએ તો પરિભ્રમણ કરવા માટે આપણે પોતાનાં સાધનોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ યાત્રા કરતાં વખતે આપણે જો ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો વધારે તો મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી કારણકે આપણે જ્યાં પણ જોઈએ છીએ ત્યાં વિવિધ સ્ટોપ આવે છે ત્યાં આપણે દૂર જવું હોય તો ભલે ત્રણ ચાર દિવસનો સમય લાગતો હોય એક જ ટ્રેનમાં પરંતુ આપણે જો જવું જ હોય તો આપણને ખાવા પીવાની પણ કોઈ પ્રોબ્લમ નહીં આવે આપણને ત્યાં સુવાની પણ પ્રોબ્લેમ નહીં આવે તો પડકારો ઓછા સહન કરવા પડે છે જ્યારે આપણે કોઈ ન જાણતી મુશ્કેલી આવી પડે તે સિવાય અન્ય પડકારનો આપણને વધારે સામનો કરવો પડતો નથી અને હવે તો ફ્લાઇટની પણ વ્યવસ્થા છે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યા એ જવા માટે જ્યાં ત્રણ દિવસનો સમય લાગતો હોય તો આપણે આપણે ત્રણ ચાર કલાકમાં પહોંચી શકીએ જાણે કે આપણે ગુજરાતથી વેસ્ટ બેંગોલ જવું હોય તો આપણને ત્રણ ચાર દિવસ લાગે છે જ્યારે આપણે ફ્લાઇટમાં જઈએ તો આપણે માત્ર ત્રણ કલાકમાં આપણે પહોંચી જતા હોય છે તેમાં વધારે સુધારો કરવાની જરૂર તો નથી પરંતુ આપણે એક કામ કરી શકીએ કે વધારે ટ્રેન કે વધારે બસોનો વધારે પડતો આપણે બસોની સંખ્યા વધારી શકીએ તેમાં જેથી ભીડભાડ ઓછી થાય એવામાં મુસાફરીમા એટલી જ પ્રોબ્લમ છે કે ભીડ વધારે થાય છે આપણને જોઇએ એટલા સાધનો નથી મળતા કે પછી આપણે એટલો કરવાનો છે કે આપણે જે ટ્રેન બસ કે સીટી બસ છે આપણે તેની સંખ્યા વધારવાની છે